પ્રથમ જૂના જમાનામાં મા બાપને એ ખબર નહોતી હોતી કે બાળકને શિક્ષણ કઈ રીતે શરૂં કરવું ક્યાથી શરૂ કરવું આ તો બાળક પોતાની રીતે જ ભણતું હતું એમાં એ વખતે મા બાપ એમનાં ધ્યાન નહોતાં આપતા પણ હવે જે એમનાં માતા પિતા છે એ શિક્ષિત થયા છે અને શિક્ષિત થવાને કારણે બાળકોને બાળમંદિરથી જ કઈ રીતે એમને તૈયાર કરવાં ક્યાં મૂકવા કયા માધ્યમમાં ભણાવવા એ રીતે એ બાળકોને એમકે તૈયાર કરે છે અને માતા પિતા બન્ને ભણેલાં હોવાથી બાળમંદિરથી લઈ એટલે કે કેજીથી લઈને જ્યાં સુધી એમનું એ એમને કે સમજ આવે ત્યાં સુધી એ એમનાં હોમવર્ક પર અને એના પર ધ્યાન આપતા હોય છે સાથે સાથે સ્કૂલોનાં શિક્ષણોમાં પણ હવે ફેરફાર થયા છે તેઓ પણ હવે મા વાલીઓને સ્કૂલોમાં બોલાવે છે વાલીઓ સાથે સંવાદ કરે છે બાળકનાં પ્રોગ્રેસ વિશે જાણ કરે છે બાળક કેટલું આગળ જઈ શકે છે બાળક માટે તમારે શું મહેનત કરવાની છે આ બધા ધ્યાન હવે તો શિક્ષણ સંસ્થાઓ પણ રાખતી થઈ છે તદુપરાંત પહેલાં એક જ ઘરેડ કે બસ ભણતર છ સાત વિષયનું ભણાવવાનું અને એ જ પ્રમાણે ઠેઠ અગિયારમા સુધી ભણીને બાળક બહાર પડે એમાંનું એને કંઈ કામ ના લાગે હવે હવે જ્યારે બાળક ચોથા પાચમા કે સાતમામાં આવે ત્યારથી ક્રાફ્ટ લાઈન એટલે કે ભણતર સાથે એનું ગણતર એટલે કે કઈ હોબીમાં એનું નોલેજ છે દાખલા તરીકે સ્વિમિંગ પણ હોય સ્કૂલોમાં ઘોડે સવારી હોય ખેતી કરાવતા હોય પછી ક્રાફ્ટ એટલે શું કહેવાય આને સુથારી કામ લુહારી કામ હવે આવા વિષયો પણ સ્કૂલો તૈયાર કરતી હોય છે જેના લગી જેના લગી બાળક સ્કિલ લેબર તરીકે તૈયાર થાય પછી ભલે ને ઓછુ ભણેલો હોય પણ એને પાયાની અંદર કોઈ એક વિષયમાં એનુ જ્ઞાન મળે તો એ આગળ જતાં એમ નિપૂણ થઈ અને એનું પોતાનું સમાજ કલ્યાણ કરી શકે છે તદુપરાંત આવા ટ્રેન થયેલા વિદ્યાર્થીઓ હવે સરકાર તરફથી જુદી જુદી આઈટીઆઈ ચલાવે છે એટલે કે જે લોકો જે છોકરાઓ અથવા જે કુટુંબ બાળકોને કોલેજોમાં આ ઉચ્ચતર અભ્યાસ માટે ડિગ્રી અથવા એન્જિનીયરિંગના કોર્સીસ કે મેડીકલ માટે મોકલવા માટે સક્ષમ ન હોય તેઓ એમના બાળકોને આઈટીઆઈમાં મોકલે છે અને આઈટીઆઈમાં પણ જુદી જુદી જાતના વિષયો શીખવવામાં આવે છે અને હવે તો સરકાર પણ આને પણ ધ્યાન આપે છે પહેલાં તો એવુ હતું કે આઈટીઆઈ કરે પછી આગળ બ્લોક હવે આઈટીઆઈમા સારા માર્ક આવે તો એને ડિપ્લોમામાં એમ મળી એડમિશન મળે છે અને ડિપ્લોમામાં સારા માર્ક્સ આવે તો ડીટૂડીમાં ડિગ્રીમાં પણ જાય છે અને આ રીતે બાળકો ઉચ્ચતર જ્ઞાન મેળવી અને સમાજમાં સ્થાયી થાય છે અને આ એક સારું છે સરકાર તરફથી પણ સારું વલણ છે અને આને જોતાં સમાજને પણ ઉપયોગી છે